બાળપણમાં પુસ્તકો અને કોમિક્સ વાંચવાનો અનુભવ તો મારો બહુ સારો રહ્યો છે કારણ કે અમારા વખતમાં ટીવી કે મોબાઈલ જેવું કોઈ ઉપકરણ હતા જ નહીં એટલે અમારે જ્યારે બી માઇન્ડ ફ્રેશ કરવું હોય ત્યારે અમારા મમ્મી પપ્પાએ અમને કોમિક્સ કે નાના ચંદા મામા છે ચાચા ચૌધરી છે ચાંદા મામા એવી નાની નાની વાર્તાઓની ચોપડીઓ લાવી આપી હતી એ વાર્તાની ચોપડીઓ એકબીજા ફ્રેન્ડ્સ જોડે વાંચ વંચાઈ જાય પછી એક્સ્ચેન્જ કરવાની એની બુક અમારે વાંચવાની અમારી બુક એ વાંચે અને પછી બધાય ચર્ચા વિચારણા કરવાની એ મારો બહુ સારો અનુભવ રહ્યો છે અને અત્યારે જ્યારે બાળકોનું વાંચવાની આદત જ છૂટી ગઈ છે એની સામે અમે જ્યારે બાળપણમાં વાંચવાની આદત કેળવી હતી એ અમને અત્યારે એવું લાગે છે કે એ બહુ સારો મારો અનુભવ છે અને એને લીધે અત્યારે અમને કોઈ બી જગ્યાએ કોઈ બી એમાં મુશ્કેલી નથી પડતી